મેં ક્યારે કોઈ ડ્રોઈંગ ક્લાસ કે વોર્કશોપ તો ભર્યા નથી પરંતુ મને ડ્રોઈંગ કરવું બહુ ગમે છે અને હું ઈચ્છીશ કે હું આગળ જતા ડ્રોઈંગ ક્લાસ ભરી શકું મને ડ્રોઈંગ કરવું ઘણું ગમે છે હું શાળાઓમાં ડ્રોઈંગ કોમ્પીટીશનમાં ભાગ લઈ અને બે વાર પ્રથમ ક્રમે આવી છું અને મારા ઘરે બધાને મારા પર પ્રાઉડ છે કે મારી છોકરી ડ્રોઈંગ બહુ મસ્ત કરે છે ડ્રોઈંગમાં મને બહુ ઘણી ડ્રોઈંગ આવડે છે અને હું મારી ડ્રોઈંગ સ્કિલને વધારવાનો ટ્રાય કરીશ અને તે માટે હું ડ્રોઈંગ ક્લાસ પણ જવાની કોશિશ કરીશ ડ્રોઈંગ માટે આપણે પહેલા જેમ કે સીધી લીટી સર્કલ ચોરસ વગેરે ઘણું બધું સરખી રીતે દોરી શકીએ તેનો પ્રયાસ કરવો જોઈએ હું ઘણી બધી ડ્રોઈંગ ગૂગલ પર સર્ચ કરીને પણ દોરું છું ડ્રોઈંગ સાથે હું પેન્ટિંગ કરવાનું પણ પસંદ કરીશ ડ્રોઈંગ સાથે મને પેન્ટિંગ કરવાનું પણ બહુ જ ગમે છે અને કલર્સ મને બધા જ કલર્સ બહુ ગમે છે

અને મને ડ્રોઈંગ કરવાનું ઘણું ગમે છે ડ્રોઈંગ સ્કિલમાં હું સ્કેચ પણ બનાવી લઉ છું અને ડ્રોઈંગમાં મને વૃક્ષો અને હું કોઈનું ફેસ પણ બહું સારી રીતે બનાવવાનું ટ્રાય કરું છું અને મને મારી આશા છે કે હું ડ્રોઈંગ ક્લાસ કરીશ તો હું કોઈનું પણ ફેસ સારી રીતે ડ્રો કરી શકીશ અને આગળ જતા હું મોટી ડ્રોઈંગ ક્લાસ ખોલી શકીશ અને પેન્ટર બનવાનું પણ હું ટ્રાય કરીશ મને ડ્રોઈંગમાં ઘણો ઇન્ટરસ્ટ છે અને આ ઇન્ટ્રસ્ટને મેં હંમેશા જારી રાખવા માગું છું